નમસ્કાર શું કે છે કેવો રહ્યો આજે દિવસ બરોબર શું રહ્યું સર્વિસમાં

અને અને શું તમને શું આપણે સ્ટેટસ ઓકે અને અને લોન રીકવરીનું શું થસે આપણે સ્ટેટસ

બરોબર ઓકે અને આપ એમ્પ્લોયીનું શું છે સ્ટેટ બધુ બરોબર છે ઓકે આજે કોઈ

હ તો બસ જરા એમની ઉપર ફોકસ આપો અને એ લોકોને જરા જુવો એ લોકોને પૂછો થોડું ભાઈ તમે નવા એકાઉન્ટ ઓપન કરો તો જ અપણું કામ આગળ ચાલશે બરોબર બરોબર અને બધાની પેલી પેમેન્ટ શીટનું શું થયું

બરોબર અને આવતા વીકમાં એની પી વેશીની મીટિંગ રાખીએ

હા હા તો

હા તો એની ટીવી સિવાય બધા એમ્પ્લોયને જાણ કહે દેજો અને એ પ્રમાણે આપડે મીટીંગનું પણ આપણે આયોજન કરી નાખીએ ઓકે બીજું કઈ બીજું કઈ આપણા તરફથી કઈ સજેશન ઓકે ઓકે ઓકે ઓકે ઓકે